હા હું જ્યારે એન જી ઓમાં જૉબ કરી રહ્યો હતો વલસાડ વાપી ત્યારે મેં શિરડી અને નાસિકની યાત્રા કરેલી હતી તેમાં હું સ્વયંસેવક તરીકે જોડાયો હતો અમુક ચૉક્કસ તહેવારોમાં ઘણાં બધા લોકો સુરત વલસાડ ધરમપુર અને બરોડાથી ચાલીને આવતા હોય છે તો ત્યારે હું તેમનાં હૅલ્થ અને મૅડિકલ કેમ્પમાં જોડાયેલો હતો અને ટોટલ સાત એક દિવસ ત્યાં કૅમ્પ પણ કરેલો હતો તો મેં એવી પાંચ વર્ષની જૉબમાં મેં એવી બેથી ત્રણવાર નાસિક અને શિરડી યાત્રા કરી છે જેનો ખાસ હેતુ અમારે બીજા લોકોને હૅલ્થ સારવાર આપવાનો હતો કારણ કે ઘણાં દૂરથી લોકો ચાલીને આવતા હોય ત્યારે તેઓ ઘણાં બધા લોકોના પગમાં છાલા પડવા પગમાં ઠેસ વાગવી કે કાંટા વાગવા એ ઘણી બધી બાબતો થતી રહેતી તો તે માટે અમે દરેક ચોક્કસ કિલોમીટરના અંતરે અમુક અમુક કેમ્પ રાખેલાં તેમાં જમવાથી લઈને તે લોકોનાં રહેવા માટે અને તે લોકોની ટ્રીટમેન્ટ માટે હું પણ તે કાર્યમાં જોડાયેલો રહ્યો અમારી કુલ પચીસ જેટલી ટીમો ત્યાં આ સેવામાં કાર્યરત હતી ઘણું સારું લાગે જ્યારે આવા કોઈ કૅમ્પિંગનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે બીજા લોકોની સેવા કરવાનો તક મળે ત્યારે કારણ કે આખા વર્ષમાં એક જ વાર એવો ટાઇમ આવતો હોય છે જેમાં આપણે કોઈક લોકોને કંઈક આપી શકીએ દરેક સમયે તો આપણે હાજર નથી રહી શકતા પણ અમુક સમયે પણ જો આપણે આપણાં જ લોકો માટે કંઈ સારું કરીએ તો તે ખૂબ જ સારી અને ગમતી વાત હોય છે તેનાથી આપણાં સમાજમાં પણ ખૂબ જ સારી એવી વાત રજૂ થતી હોય છે ઘણી બધી બાબત છે જેમાં હું સ્વયંસેવક એવી રીતે પણ જોડાયેલો હતો